અત્યારે હું એક રેસ્ટોરન્ટમાં એક શુભ પ્રસંગના ઓર્ડરની પૂછપરછ કરવા મેનેજરને મળી રહ્યો છું મેનેજર નમસ્કાર સાહેબ અત્યારે અમારા ત્યાં એક શુભ પ્રસંગ ટૂંક સમયમાં આવવાનો છે જેથી કરીને અમારે તમારા જે રેસ્ટોરન્ટમાં અલગ અલગ નવી વાનગીઓ અને ખાદ્ય પદાર્થો છે એના વિશે થોડીક માહિતી જોઈએ છે તેમજ એ વાનગીઓના પર ડિસ અથવા તો પર પ્લેટ કેટલા રૂપિયા થાય છે એની અચૂક માહિતી મને આપશો જી આ માટે મને તમારા જે વિવિધ અનન્ય વાનગીઓ છે એમનું એક લિસ્ટ આપો તથા તમારી કોઈ એવી સ્પેશ્યાલિટી હોય કે આ જ રેસ્ટોરન્ટમાં એ ખાદ્ય પદાર્થ વખણાતો હોય એવું કોઈ લિસ્ટ અથવા તો મેનૂ તમે મને પ્રદાન કરી શકો છો જેથી કરીને અમે એક સ્પેશિયલ વાનગી એ શુભ પ્રસંગના દિવસ માટે નક્કી કરીએ અને ત્યારબાદ એ પર પ્લેટ કેટલા રૂપિયામાં પડે છે જેથી કરીને અમે એ નવી વાનગીઓ તથા પર પ્લેટના રૂપિયાની ગણતરી કરીને તમને એક ફાઇનલ અને ચોક્કસ આંકડો આપી શકીએ છે આભાર